હા બોલો હા હા હા મેં તમને એટલાં માટે કરેલો હતો કે વરસ બે હજાર બાવીસ ત્રેવીસ માટે આપણે આપણાં ટ્રસ્ટનાં ફેરફાર અંગે એની રીપોર્ટ તૈયાર કરવા મેં આપને જણાવેલું તો એ કામ થઈ ગયું છે અ મેડમ આમાં એવું છે કે આપણે એક એક સાત અ બે હજાર તેવીસનાં રોજ ઠરાવ પસાર કરેલો ટ્રસ્ટમાંથી કે આપણાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ફેરબદલી એ એક મહિનાની અંદર કરાવી લેવી આજે એ વાતને આપણે ત્રણ મહિના થઈ ગયા તો આપણે સ સત્વરે આ કામ પૂરું કરવું પડશે કેમ કે હજું આપણે બે હજાર બાવીસ ત્રેવીસના ઑડિટ રીપોર્ટ પણ ચેરિટી કમિશ્નરમાં જમા કરાવવાના બાકી છે આપણી જોડે હવે કોઇપણ પ્રકારનો સમય નથી આપણે જેટલું જલ્દી કરાવીએ એટલું સારું નહીંતર આપણે આપણાં ટ્રસ્ટમાંથી પેનલ્ટી ભરવી પડશે અને મેં તમને નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના ઑડિટ રીપોર્ટ માટે પણ જણાવેલું એ કામ કેટલે આવ્યું તો સી એ સાહેબને પણ તમે થોડું દબાણ કરો કે એ આપણો ઑડિટ રીપોર્ટ જલ્દી તૈયાર કરાવીને આપે કારણકે આપણે મદદનીશ ચેરીટી કમિશ્નરમાં સત્વરે જમા કરાવવાનો છે બરાબર અને આપણે આ વર્ષનું જીએસટી રીટર્ન ભરાઈ ગયું કે બાકી છે બરાબર અને ગયા વરસનું પ્રોફેશનલ ટેક્સનું રીટર્ન અને એનું પેમેન્ટ થઇ ગયું કે બાકી છે બરાબર અને આ વખતે તમારાં દિવાળી વખતે તમારાં પગારનું આયોજન તમારું કેવી રીતનું કરેલું છે રિદ્ધિ આપણે કોઈ પણ કામ કાલ ઉપર છોડવાનું નથી હા હું તમને ક્યારનો તમારી સાથે વાત કરી રહ્યો છું તમે જોઈ રહ્યાં બધા દરેક વાતમાં કાલ ઉપર છોડો છો બીજા કોઈ ઉપર છોડો છો એ વાત મને યોગ્ય નથી લાગતી હા તો તમે મને આજે જોઈ અને ચાર વાગે સુધીમા રીપોર્ટ કરો કે ભાઈ તમારું કેટલું કામ તમે કેટલા દિવસની અંદર પૂરું કરીને મને જમા કરાવશો